મે હાંડવો બનાવેલો તે તમને ભાવ્યો છે એટલા માટે હું તમને રેસીપી કહું છું એની અંદર હાંડવો તો જુદી જુદી રીતે ય થાય એમાં મેં તો મેથી અને દૂધી નાંખીને બનાવ્યો હતો એમાં તમે જો એની અંદર તમારે જો કોબીજ કે ડુંગરી નાંખવી હોય તો પણ નાંખી નાખી શકાય પણ આમાં તો મેં દૂધી અને મેથી નાંખ્યા હતાં એટલે એને સૌપ્રથમ પહેલા છે ને તો હાંડવાનો લોટ લેવાનો એની અંદર અમે તો દર વખત દળાવીને રાખીએ છીએ પણ રેડીમેડ બજારમાં મળે છે તો પહેલાં હાંડવાનો લોટ લેવાનો પાંચસો ગ્રામ એની અંદર દૂધી ગરમ પાણી કરવાનું અને એનાથી એ લોટ હોય પહેલા સૌ પ્રથમ એને થોડું મોણ નાંખી તેલનું અને પહેલાં મીક્ષ કરી દેવાનો પછી ગરમ પાણી અંદર રેડવાનું ચારસો એમએલ જેવું અને પછી એને પલાળી દેવાનું એની અંદર અજમો હળદર મીઠું નાંખી અને બધું મીક્ષ કરી દેવાનું પછી એને ચાર પાંચ કલાક મૂકી રાખવાનું એટલે એમાં બધું એ પલળી રહે સરસ રીતે ત્યાર પછી એની અંદર દૂધી છીણીને નાંખવાની મેથી ધોઈને નાંખવાની આદુ મરચાં લસણ ગળપણમાં દહીં મોરસ નાંખવાની અને દહી નાંખવાનું ખટાસમાં એમ કરીને બધું મિશ્રણ મીક્ષ કરી દેવાનું ત્યાર પછી એક કૂકર લેવાનું હાંડવાનું કૂકર આવે છે એ એને રેતી પહેલાં ગરમ કરવા મૂકવાની નીચે પ્લેટમાં ત્યાર પછી ઉપર વાસણ કૂકરનું મૂકી દેવાનું અને એક બાજુ એને તપાવવાનું એક બાજુ એનો વઘાર કરવાનો જે ખીરામાં રેડવાનું હોય એમાં પહેલાં સૌ પ્રથમ તેલ લેવાનું એની અંદર રાઈ નાખવાની રાઈ તતડી જાય એટલે લાલ મરચાં આખ્ખા નાંખવાના એ થઈ જાય એટલે પછી હિંગ નાંખવાનું અને આ બાજુ ખીરાની અંદર લાલમરચું બે સ્પૂન નાંખી દેવાનું ઉપર અને જે આ અને હિંગ વઘારી નાંખવાની આમાં અને એ પછી એ જે વઘાર છે એ મરચાં ઉપર રેડી અને જલ્દી જલ્દી મીક્ષ કરી દેવાનું એટલે એનો લાલ કલર આવે અને ત્યાર પછી એની અંદર ખાવાનો સોડા નાંખવાનો એક નાની ચમચી અને બધું મીક્ષ કરી અને પછી જે પેલું આપણે ગરમ કરવા મૂક્યું હતું કૂકર એની અંદર થોડું તેલ નાંખી અને પછી ઉપર ખીરું રેડી દેવાનું અને એની ઉપર પછી બધું સરખું લેવલ કરી અને એક બે ચમચી ઉપર તેલ ઉપર રેડી દેવાનું બે ચમચીઓ ખીરાની ઉપર અને એની ઉપર પછી તલ ભભરાવી દેવાનાં અને એક કલાક માટે કૂકર બંધ કરવાનું અડધો કલાક માટે ફાસ્ટ રાખવાનું છે એનું ટેમ્પરેચર ગેસનું અને પછી અડધો કલાક પછી ધીમું કરી દેવાનું આ રીતે સરસ પછી એક વખત જોઈ લેવાનું અંદર કે લાલાસ આવી છે કે નહીં જો લાલાસ આવી ગઈ હોય તો પછી આપણે બંધ કરી દેવાનું અને સરસ હાંડવો થઈ જાય તૈયાર